હાય ભક્તિ વાત કરે સો મેં એટલા માટે તમને કોલ કર્યો હતો કે મારે યુ આર અ ફોટોગ્રાફર રાઇટ સો મારે ફોટોસ પડાવવા છે લાઇક હું બેઝિકલી એક એક્ટર છું સો મારે મારી પ્રોફાઇલ બનાવવા માટે ફોટો ફોટોગ્રાફ્સ પડાવવા છે સો તમે મતલબ મને ઇન્ફોર્મેશન બેસિકલી પ્રોવાઈડ કરી શકતાં હોય કરી શકો છો અચ્છા

અંહં લો બજેટમાં કયા કયા મતલબ કેનડિડ આવશે અચ્છા અચ્છા અને ત્રણે પેકેજમાં જે કેનડિડ છે આઉટડોર ફોટોસ છે ત્રણે ત્રણ આવશે રાઇટ ને હું અમદાવાદથી વાત કરું છું સો તમારો સ્ટુડિયો આઈ હોપ અહીંયા અહીંયા છે હા વાંધો નહીં એનો તો મને આઉટડોર મારે ફોટોસ પડાવવા છે અને ક્યાંય મતલબ બેઝિકલી તમારી પાસે સ્ટુડિયો છે મેં તમને કીધું એમ કે હું એક એક્ટર છું સો મારે મારી પ્રોફાઇલ બનાવવી છે ફોટોગ્રાફ્સની સો એના માટે મતલબ જે બી રિકવાર્મેન્ટ ફોટોસ છે ને અલગ અલગ એંગલથી ને અલગ અલગ સ્ટુડિયો મિલે એટલે જ મેં તમને પૂછ્યું કે તમારી પાસે સ્ટુડિયો હોય ને તો આપણે સ્ટુડિયો માં દસ થી બાર ઇનફ છે એમને અને આઉટડોર જોઇશે કે પછી સ્ટુડિયોમાં હા તો તો એ કેટલાનું પેકેજ છે પછી એ ટેન થાઉસંડ કંઈ ઓછું થાય એવું છે મારે આ આ અઠવાડિયામાં કરાવવાનું પ્લાન છે હા ચોકકસ ચાલો હા થેન્ક યુ